અમારા વિસ્તારમાં હોસ્પિટલો તો છે પણ બેડની વ્યવસ્થા સારી હોતી નથી ત્યારે શહેરી વિસ્તારમાં સારામાં સારી હોસ્પિટલ હોય છે અને સારામાં સારા બેડની વ્યવસ્થા હોય છે અમારા વિસ્તારમાં જે હોસ્પિટલ તો હોય છે પરંતુ ડોક્ટરો તજજ્ઞ જે હોવાં જોઈએ તે ડોકટરો હોતાં નથી જ્યારે શહેરી વિસ્તારમાં મોટી મોટી હોસ્પિટલો હોય છે અને દરેક પ્રકારનાં તજજ્ઞ ડોક્ટરો ત્યાં હોય છે અમારા વિસ્તારમાં હોસ્પિટલ તો હોય છે હોય છે ખરી પણ ડોક્ટરો જેમ જે હોવાં જોઈએ તેવાં ડોક્ટરો મળી શકતાં નથી જ્યારે શહેરી વિસ્તારમાં દરેક દરેક દરેક વિભાગના તજજ્ઞ ડોક્ટર હોય છે જેમ કે ચામડીના ડોક્ટર અલગ હોય હાડકાના ડોક્ટર અલગ હોય ફેફસાંના ડોક્ટર અલગ હોય હાર્ટના ડોક્ટર અલગ હોય મગજના ડોક્ટર અલગ હોય છે જ્યારે અમારા જે વિસ્તારમાં હોય છે ત્યાં આવા તજજ્ઞ ડોક્ટરો મળવા મુશ્કેલ છે અમારા વિસ્તારમાં જે હોસ્પિટલો આવેલી છે તે હોસ્પિટલો માં વ્યવસ્થા સારી હોતી નથી જ્યારે શહેરી વિસ્તારમાં જેટલી મોટી મોટી હોસ્પિટલો આવેલી છે તેમાં વિવિધ પ્રકારની આધુનિક વિવિધ પ્રકારની આધુનિક વ્યવસ્થા આવેલી હોય છે અમારા વિસ્તારોમાં ધારો કે બે માળની હોસ્પિટલ હોય છે ત્યાં લિફ્ટની વ્યવસ્થા હોતી નથી અને દર્દીએ પોતે એ પગથિયા ચાલીને ઉપર ચડવું પડતું હોય છે જ્યારે શહેરી વિસ્તારમાં જેટલી હોસ્પિટલ આવેલી છે ધારો કે ધારો કે દસ માળની હોસ્પિટલ હોય ચાર માળની હોસ્પિટલ હોય કે પાંચ માળની હોસ્પિટલ હોય તે હોસ્પિટલની અંદર લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે જેથી કરીને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે છે અમારા વિસ્તારમાં જેટલી હોસ્પિટલ આવેલી છે ત્યાં વાહન વ્યવહારની અગવડના કારણે રસ્તાઓની અગવડના કારણે જે સંપૂર્ણ પણે દર્દીને વ્યવસ્થા તાત્કાલિક મળવી જોઈએ દર્દીને ત્યાં તાત્કાલિક સારવાર મળવી જોઈએ એ તાત્કાલિક સારવાર ત્યાં મળતી નથી જ્યારે શહેરી વિસ્તારની અંદર મોટા મોટા શહેરોમાં જે કાંઈ હોસ્પિટલો છે ત્યાં તાત્કાલિક સારવાર મળતી હોય છે અમારા વિસ્તારમાં રસ્તાઓની અગવડના કારણે મોટે ભાગે જે એમ્બ્યુલન્સ હોય કે કોઈપણ વાહન હોય તે હોસ્પિટલ સુધી પહોંચવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે જ્યારે મોટા શહેરોમાં વેવસ્થિત રીતે વ્યવસ્થિત રીતે સારી રીતે તાત્કાલિક ત્યાં વાહન વ્યવહારની સગવડના કારણે રસ્તાઓની સગવડના કારણે દર્દીને તાત્કાલિક સારવાર મળી જતી હોય છે અમારા વિસ્તારની જે કંઈ હોસ્પિટલ હોય છે ત્યાં પુરો સ્ટાફ હોતો નથી જ્યારે મોટી શહેરી શહેરી વિસ્તારની હોસ્પિટલ હોય છે ત્યાં દરેક પ્રકારનો સ્ટાફ હોય છે ત્યાં વિવિધ પ્રકારના તજજ્ઞો હોય છે જ્યાં દરેક પ્રકારની સારવાર મળી રહેતી હોય છે અમારા વિસ્તારની અંદર હોસ્પિટલો હોસ્પિટલો છે પણ ડોક્ટરો અનિયમિત હોય છે કેમકે અમુક ડોક્ટરો ગામડામાંથી આવતાં હોય એટલે ડોક્ટરો અને અનિયમિત હોય છે જ્યારે શહેરી વિસ્તારની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળે છે ડોક્ટરો નિયમિત આવી રહેતાં હોય છે અને જેથી કરીને દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે છે